હાલો હા બોલોને કઈ વાત મને કઈ યાદ નઇ આવતું હ હ અચ્છા તો એના નામ માજ એવું છે કે ગ્રેટ ગ્રેન્ડ ઠકર હા તો આવી એક હોટેલ છે ઝુંબેલી પાસે બ્રિજ નીચે ઉતરતાજ ત્યાં આગળ એ છે તો આ એજ લોકો છે બઉ ખૂબ સારી એવી રજવાળી રીતે આપણને પીરસે છે ત્યાંની જે સ્વચ્છતા એ ખૂબ સારી રીતે રાખવામાં આવે છે બઉ સ્વૈછિક રીતે એ લોકો બનાવે છે તારે જોવું હોય તો કેજે નઇ ભાવની દ્રષ્ટિએ એ લોકો થોળાક હાઈએસ્ટ રાખેલ છે પણ તેમ છતાં બી તારે સ્વાદની દ્રષ્ટિએ જોવું હોય તો કાંઇ કિંમત ના હોય સ્વાદ એટલે તારે જોવું હોયતો જઇ શકે છે એમતો બઉ સારી રીતે ઇ લોકો સર્વ કરેછે ને એવું બધુ છે જવું હોય તો આપળે જઇ શકી છી ત્યાંની પ્રખ્યાત છે કાઠિયાવાળી ડિશ જેમાં બાજરનો રોટલો સેવ ટમેટાનું શાક આવી રીતે લોકો પ્રોપર કાઠિયાવાળી ભીજન અને થાળી મસ્ત પીરસે છે બઉ ઓથેન્ટિક રીતે પીરસે છેને ઘણાબધા લોકો આવે છે ખાવા ત્યાંનો સમય આમતો સવારથીજ ચાલુ થઈ જાય છે ત્યાં હોટેલ બી છે રહેણી માટે બી છેને આવી રીતે ખાવા બી આવે છે એટલે બઉ પ્રખ્યાત છે રાજકોટમાં હા વાંધો નઇ ચાલો બ બાય